નમસ્કાર આ આશીર્વાદ હોટેલ સાથે મારી વાતચીત થઈ રહી છે હા આજરોજ સાંજના સમયે મેં એક ગુજરાતી થાળી આપને ત્યાંથી ઓર્ડર કરી હતી તે ભોજન મને સમયથી ઘણું મોડું મળ્યું હતું તેમજ તેમાં ખાદ્યપદાર્થો પણ વ્યવસ્થિત ન હતા અને મેં સ્પષ્ટ સૂચના એમાં આપેલી હતી કે મારે કંસારમાં વધારે પડતી ખાંડ જોઈતી નથી તે તે સૂચનાનું પાલન કરવામાં આવ્યું નથી તે ઉપરાંત ગુજરાતી થાળીમાં સામેલ જે દાળ હતી તે પણ ત્રણ જગ્યાએથી ઢોળાયેલી હતી અને ખોરાકનું પેકિંગ બરાબર થયેલું ન હતું તો મારે આ ભોજન પરત કરવું છે તેમજ મારે મારું આર્થિક વળતર પાછું જોઈએ છે તો એ માટેની પ્રક્રિયા તમારે મને સમજાવવા માટે અનુરોધ છે